હું રોમીશા બોલું હું મ હા હું મહારાષ્ટ્રથી આયી છું પણ મને છે ને તમારી આયની ગુજરાતની ફેમસ આઈટમ સીખવી છે તો તમે મને કેસો તમને શું આવડે છે વધારે અન તમારું ફેવરિટ શું છે હા મને પણ ઊંધિયું બોઉ જ ભાવે છે તો મને એમાં શું શું જોઈએ એમાં વેજિટેબલ્સ ક્યા ક્યા જોઈએ એમા શાકભાજી

હા હા હા

બરાબર સુરતી પાપડી નાખવાની એમાં એટલે મોટા દાણાવાળી કે નાના દાણાવાળી નાના દાણાવાળી હા હા

બરાબર હ હ એ ગોળ બનાવાના કે પછી લાંબા બનાવાના

બરાબર હવે એમાં મસાલા ક્યા ક્યા જોઈશે મીઠું હળદર ને એ તો કોમન હોય જ કે ભઈ ટેસ્ટ પ્રમાણે હા હા હા

બરાબર લાલ કરવું હોયતો હા

બરાબર સારું ચલોને જો મને નઈ ફાવે ને તો હું તમને કઈસ ફરી ફોન કરીશ બરાબર